હુ પંડિત બિરજુ મહારાજને જોઇને પ્રેરિત થઈ છું મારા કથકના ગુરુજી મને ઘણી સારી શિક્ષા આપી રહ્યા છે મને મારી બહેનપણીઓ સાથે કથક કરવામાં ખૂબ જ આનંદ આવે છે અને મારી પરીક્ષાના સારા ગુણથી ઉત્તીર્ણ થવા માટે મને મારા ગુરુજી પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા હોય છે